ભારતની સૌથી લોકપ્રિય રમતો તો ઘણી બધી છે જેમકે ક્રિકેટ છે હોકી છે ખોખો કબડ્ડી બેસબોલ બાસ્કેટબોલ સોકર છે બેડમિન્ટન છે ત્યારબાદ વોલીબોલ છે સ્વિમિંગ છે લાંબી કુંદ ઊંચી કુંદ ટૂંકી કુંદ ગોળા ફેંક ભાલા ફેંક આ ઉપરાંત પણ ઘણી બધી બીજી રમતો છે જેમકે ટેબલ ટેનિસ છે ચેસ છે આ બધી અને આ બધી ભારતની સૌથી લોકપ્રિય રમતો છે અને ખેલાડીઓમાં જોઈએ તો ખાસ કરીને તો જો ક્રિકેટની વાત કરીએ તેમાં ખેલાડીઓમાં એમએસ ધોની છે વિરાટ કોહલી છે રોહિત શર્મા છે ત્યારબાદ રૈના છે રવીન્દ્ર સિંહ જાડેજા છે સુર્યકુમાર યાદવ છે નારાયણ છે